મારી જે પહેલી પ્રોડક્ટ હતી હું જ્યારે બેકવેલ બિસ્કીટમાં એઝ અ માર્કેટિંગ મારટે માર્કેટિંગ બ્રોસરની જોબ કરતો હતો ત્યારે મા મારી જે પહેલી પ્રોડક્ટ હતી બિસ્કીટ હતી બિસ્કીટમાં એવું હતું કે અમે એ આફ્રિકા એક્સપોર્ટ કરતા હતા બરાબર છે મેં બેકવેલ બિસ્કીટ એ ગુજરાત અરવલ્લીની એક કંપની છે મોડાસા અરવલ્લીની તો હવે એ પ્રોડક્ટ છે એ આફ્રિકા જેવા દેશોમાં અમે સ આપણે એક્સપોર્ટ કરતા હતા અને એની ક્વોલિટી છે એ બહુ સારી બનાવતા હતા અમે બરાબર છે અને એના સિવાય એ વેચાણમાં પણ બહુ સારી હતી આફ્રિકા જેવી રીતે કે તાંઝાનિયા પછી મલાવી એવા બધા બ દારેસલામ એવી રીતે જે અમુક અમુક આફ્રિકાની કન્ટ્રીઓ છે એના અંદર અમે એને એક્સપોર્ટ કરતા હતા અને પ્રોડક્ટમાં બહુ સારી હતી અને અમે એને દર દર મહિને લગભગ અમે પચ્ચીસથી ત્રીસ કન્ટેનર એના વેચતા હતા અને એનું જે જે રિવ્યુ છે એ બહુ પોજેટિવ હતું જેમ કે ગરીબ દેશોના અંદર જતી હતી અને ગરીબ દેશોના અંદર જ દરેક બિસ્કીટો બ મોંઘી મળે જ્યારે અમારી બિસ્કીટ એ સૌથી સસ્તી મળતી હતી ક્વોલિટીમાં પણ સારી અને સસ્તી પણ હતી એના અંદર અમે અલગ અલગ દાખલા તરીકે ક્રીમવાળી બિસ્કીટ અને બારબોર્ન બિસ્કીટ અને ચોકલેટ બિસ્કીટ એ રીતે અમે અલગ અલગ ટાઈપની પચ્ચીસેક પ્રોડક્ટ બનાવતા હતા અને દરેક પ્રોડક્ટ અમે એક્સપોર્ટ કરતા હતા અને એની અંદર મારું જે એકપિરિયન્સ છે પ્રોડક્ટનો એ બહુ સારું રહ્યું અને સારી ક્વોલિટીની બિસ્કીટ અમે બનાવીને તે વેચતા હતા